સાળાઓ અને કોલેજોમાં રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે સરકારને દરેક સુવિધાઓ પૂરી પાડવી જોઈએ અને સાધનો પણ પૂરા પાડવા જોઈએ જેમકે રમત ગમતના મેદાનો સારા બનાવવા જોઈએ પછી જીમનેસ્ટીકની સુવિધા આપવી જોઈએ શાળાઓ અને કોલેજોમાં રમત ગમતના મોહોત્સવ યોજાવા જોઈએ સાધનો બધા પહોંચાડવા જોઈએ અને નવી ટેકનોલોજી વાળા સાધનો પણ પહોંચાડવા જોઈએ કોલેજોમાં અને શાળાઓમાં જેથી વિદ્યાર્થીઓ નવી રમત ગમતો શીખી શકે છે અને આગળ વધી શકે છે અને પછી રમત ગમતના સમય વધારવો જોઈએ જેથી વિદ્યાર્થીઓ વધારે રમતમાં પ્રોત્સાહિત થઈ શકે અને તેમના લેકચર રાખવા જોઈએ જેમકે પીટી લેકચર રમત ગમતના લેકચર માટે રાખવો જોઈએ અને તેનો સમય વધારે રાખવો જોઈએ અને ટીચર્સ રાખવા જોઈએ રમત ગમત ને આગળ વધારવા માટે અને વિદ્યાર્થીઓને શીખાડવા માટે પીટી ટીચરો સારા હોવા જોઈએ જે સારા ફિજિક્સ વાળા હોય જેમની હેલ્થ સારી હોય તેથી તે વિદ્યાર્થીઓને પણ સારી હેલ્થ અને ફિજિક્સ આપી શકે છે અને ખેલ મહાકુંભનો ખેલ મહાકુંભ રાખવો જોઈએ કોલેજમાં અને શાળાઓમાં જેથી વિદ્યાર્થીઓ ખેલ મહોત્સવ અને મહાકુંભ ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકે અને તેમા આગળ વધી શકે અને અને ઈનામ પણ ઈનામો પણ મેળવી શકે જેથી તેમને આગળ વધાવા માટે પ્રોત્સાહન મળે છે અને ખેલ મહાકુંભમાં આગળ વધી અને તે આગળ પણ જઈ શકે છે જેમકે કોઈ વિદ્યાર્થી આગળના મતલબ જિલ્લા લેવલમાં જીતી અને પછી સ્ટેટ લેવલે પણ જઈ શકે છે એવી રીતે આગળ વધી અને પોતે સફળ પણ થઈ શકે છે એ પાર્ટ ઉપર અને પછી વિદ્યાર્થીઓ દેશ લેવલે પણ રમી શકે છે જેથી આપણા દેશનું નામ પણ વધે અને આપણો દેશ આગળ વધે